ચાર ઑગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ શુક્રવાર છે પાંચ ઑગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ શનિવાર છે જયારે છ ઑગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ રવિવાર છે સોળ ઑગસ્ટ બે હજાર ત્રેવીસના મારે ફરવા જવાનું છે અને પચ્ચીસ ઑગસ્ટ બે હજાર ત્રેવીસના હું પાછો આવી જઈશ